રાંધવા માટેનું મારું મનપસંદ પ્રકારનું ખાવાનું છે વોફેલ્સ સેન્ડવીચ અને પીઝા અને વોફેલ્સ એ મને બહુ ભાવે છે એક્ચ્યુલી વોફેલ્સમાં ફર્સ્ટ અમે સુરત ખાધેલું હતું ત્યારે મને પહેલા તો એવું લાગ્યું કે કંઈ કેક જેવું હશે પણ પછી એવું લાગ્યું પછી મેં ટેસ્ટ કર્યો હતો એટલું સરસ લાગ્યું અને વોફેલ્સ મને બહુ જ ભાવે છે પછી ત્યાર પછી મને વોફેલ્સ વોફેલ્સ જ્યાં બી મળે તો ત્યાં મેં વોફેલ્સ ખાવાના ચાલુ કરી દેતી હતી પછી ધીરે ધીરે એટલી ક્રેવિંગ્સ હલક એટલે એટલા મને એટલું ભાવવા લાગ્યું કે મને ગમે ત્યારે એનું ખાવાનું મન થઈ જતું પછી વોફેલ્સ પીઝા અને સેન્ડવીચ મને બહુ જ ભાવે છે પછી અમે ધીમે ધીમે અહીંયા ઘરે આવી ગયા અને પછી ઘરે આવીને અમે વોફેલ્સનો ઓડર કરતાં ઝૉમેટો પરથી પછી ઓડર કરતાં અને એટલે મંગાવીને ખાતા હતા પછી વોફેલ્સ એટલું ભાવવા લાગ્યું કે પછી મેં ધીરે ધીરે ઘરે બનાવાનીએ ટ્રાય કરી અને ટ્રાય કરતાં કરતાં એકદમ મને હાથ પર આવી ગયું અને પછી વોફેલ્સ બનાવવાનું ચાલુ કરી દીધું અને વોફેલ્સ મેં પછી એટલે લાઇક મને એટલું ગમવા લાગ્યું વોફેલ્સ બનાવવાનું એટલે એમ એટલી સારી રીતના અને ઝડપથી હું બનાવી દેતી પછી વોફેલ્સ બનાવતા બનાવતા એક દિવસે પછી અચાનક મને વિચાર આવ્યો કે આપણે ક્લાઉડ કિચન ખોલવું જોઈએ જો મને આટલું સરસ આવડે છે તો બનાવતા તો પછી મેં ઘરે મમ્મી પપ્પા લોકોને વાત કરીને પછી અમે લોકોએ ક્લાઉડ કિચન સ્ટાર્ટ કર્યું અને ક્લાઉડ કિચન ચાલુ કર્યા પછી અમે પહેલા તો અમે વોફેલ્સનું ચાલુ કરેલું હતું તો વોફેલ્સમાં ફર્સ્ટ મેં વોફેલ્સ બનાવી તો વોફેલ્સ પહેલા લાઇક એનું એક પ્રીમિક્સ આવે છે જે શોપમાં એમ ઇઝીલી આપણને મળી જાય તો મેં વોફેલ્સ લીધી અને પછી એમાં એનું બેટર બના એટલે એનો લોટ બાંધ્યો તો હો પહેલા તો એ એ જે આવે એ લેવાનો હોય અને પછી એમાં આપણે ઓઇલ એડ કરવાનું વન યાતો ટુ ટી સ્પૂન અને પછી એમાં વોટર નાંખીને પછી આપણે પાણી નાંખીને એને બેટર એનું બનાવી દેવાનું અને પછી એમાં એને પછી આપળે એક પેન લેવાનું અને એમાં વોંફેલને વોફેલ ઇઝી એકદમ ઇઝી એટલે જલ્દી ઓછા સમયમાં સારું ખાવાનું એમ કહીએ તો ચાલે કારણ કે એમાં ફટાફટ ખાવાનું એટલે વોફેલ્સ એવું છે કે કોઈને બી સ્વીટ વસ્તુ એટલે મીઠી વસ્તુ છે તો કોઈને પણ ભાવી જાય અને એટલું ઇન્સ્ટન્ટ એટલે ઓછા સમયમાં જલ્દી બની જાય એવું હતું અને એટલે દસક મિનિટમાં એ બની જાય એવું છે વોફેલ્સ અને પછી વોફેલ્સ ખાવા લાગ્યા અને પછી એવી રીતના વોફેલ્સ બનાવે પછી વોફેલ્સમાં અલગ અલગ ફ્લેવર્સ છે એટલે અલગ અલગ લાઈક એકતો મેઝ ચોકલેટ છે પછી વાઇટ ચોકલેટ છે પછી નટેલ અ નટેલા એટલે લાઈક હેઝલનટ છે અને પછી સ્ટ્રોબેરી ફ્લેવર છે પછી બ્લૂબેરી છે અને એ બધા મારા ફેવરેટ ફ્લેવર છે અને પછી ધીમે ધીમે અમે લોકોએ પછી મને એટલું થવા લાગ્યું કે ક્લાઉડ કિચનમાં બી અમારા અમને સારા એવા રેટિંગ્સ મળવા લાગ્યા પછી ઘણું એવું એમાં અમે સ્ટાર્ટઅપ અમારું બહુ જ સારું થયું પછી અમારા રોજ ધીમે ધીમે ઓડર આવા લાગ્યા એટલે પછી વોફેલ્સ મારું એટલું ફેવરેટ છે અત્યારે કે એટલું મનપસંદની વસ્તુ છે કે હું ક્લાઉડ કિચનમાં અત્યારે સારા એવા રેટિંગ્સ છે અને વોફેલ્સ મને ખૂબ ભાવે છે અને ત્યાર પછી અમે ધીરે ધીરે પીઝા અને એ પીઝાનું પણ પીઝા અને સેન્ડવીચનું પણ સ્ટાર્ટ કર્યું તો પીઝામાં ફર્સ્ટ તો અમે પહેલા પ પીઝામાં તો પેલા અમે પીઝા બનાવવા માટે પહેલા તો પીઝા બી પહેલા અમે બહાર જ ટ્રાય કર્યા હતા પછી ધીમે ધીમે ઘરે બનાવવાનું ટ્રાય કર્યું પછી ક્લાઉડ કિચન સાથે વોફેલ્સ સાથે અમે પીઝા અને સેન્ડવીચનું પણ ચાલુ કર્યું ને એટલે મને પીઝા અને સેન્ડવિચીસ બહુ જ ભાવે છે અને એમાં મારું એટલું મને એટલો ઇન્ટરસ્ટ આવા લા લાગવા લાગ્યો કે હવે મેં ક્લાઉડ કિચન પણ ઘરે જ ખોલી નાખ્યું છે અને પીઝામાં પણ મને એટલા મને પીઝા એટલા ભાવે છે કે આખો દિવસમાં એમ ગમે ત્યારે પીઝા અને પછી પીઝામાં પણ એમ તો જનરલી આપણને એમ સ્વભાવિક તો મેંદાના જ બને છે પીઝા પણ હું ઘરે ઘઉંની લાઈક ઘઉંના લોટમાંથી પીઝા બનાવું છું એટલે ઘઉંના લોટનો થોડોક અને થોડોક મેંદો યુસ કરીને પીઝા બનાવું છું અને સેન્ડવિચમાં બી બનાવું તો હું આપણે જે ઘઉંની બ્રેડ આવે ને એ લઉ છું એટલે એ આપણા સ્વાસ્થ્યને બી સારું રાખે અને એટલે લાઇક હાઇજિન બી મેન્ટેન કરે અને પછી એમાં નોર્મલી આપણે કાકડી બટેકા અને ટામેટાં એટલે એવા સલાડ જેવું વસ્તુ છે અને એટલા માટે મને સેન્ડવીચ બહુ ભાવે છે અને પીઝામાં બી એઝ યુઝુઅલ આપણે નીચેનો બેઝ હોય એ ઘઉંનો હોય અને ઉપર બી સલાડ જ આવે છે તો એ લાઇક હેલ્થને લઈને પણ મેન્ટેઈન રાખે છે તો મને એટલે પીઝા અને સેન્ડવિચ બહુ ગમે છે અને જે આ વોફેલ્સ છે તો વોફેલ્સમાં પણ એમ મોસ્ટલી તો ઘ અ ઘઉંના લોટનો જ યુઝ થાય છે એટલે મને હવે વોફેલ અને સેન્ડવિચીસ બહુ ભાવે છે અને પછી સેન્ડવિચીસમાં લાઇક સલાડનો યુઝ થાય તો એ આપણા સ્વાસ્થ્યને બી સારું રાખે અને પછી ધીરે ધીરે અમને એવું લાગવા લાગ્યું કે હવે પીઝા અને સેન્ડવિચીસ પણ મને એટલે મને બહુ બનાવવાની મજા આવે અને એ કેવું છે કે દસ પંદર મિનિટમાં લાઇક બે ચાર મર્ચ લાઇક બે ચાર સિંગા મરચા પછી ટામેટું અને કાકડીને કટ કરતાં વધારે વધારે દસથી વીસ મિનિટ થાય અને પછી એટલું કટ કરીને મૂકી દેવાનું અને પછી એમાં પીઝા તરત ઇન્સ્ટન્ટ બની જાય છે એટલે જલ્દીથી જલ્દી બને એવું છે આ પીઝા અને સેન્ડવીચનું એટલે પછી એમાં પીઝા અને સેન્ડવીચ જલ્દીથી જલ્દી બનાવવા અ બનાવ બનાવી કાઢે અને એટલે પછી મને પીઝા અને સેન્ડવીચ મને ખૂબ ભાવે છે અત્યારે અમારું ક્લાઉડ કિચન પણ ચાલે છે અને એમાં સૌથી વધારે અમાર લાઇક અમને સૌથી વધારે રેટિંગ પણ મલે છે અને સારો એવો રિસ્પોન્સ છે એટલે હવે આમાં પીઝા અને સેન્ડવિચીસ પણ ખાઈએ છીએ અને વોફેલ્સમાં પણ લાઇક લાઇક પીઝામાં પણ અમને બધા બહુ વ અ પીઝામાં પણ વધારે વેરાયટીસ છે એટલે વધારે વધારે છે તો વ પીઝામાં અમે લોકો માયોનિસ સેન્ડવીચ ચીઝ સેન્ડવીચ ચીઝ સેન્ડવિચ પછી ચીઝ પીઝા માયોનિઝ પીઝા વગેરે અમે પીઝા બી ખાઈએ છીએ અને એ પણ ઇન્સ્ટન્ટ બની જાય છે એટલે વાંધો નથી એટલે મને હવે પીઝા સેન્ડવીચ એન વોફેલ્સ પણ ભાવે છે થેન્ક યુ